હવે એક આપણે કોઈ સારી એવી ડિશ તૈયાર કરવી છે કે નહીં આજે તો બહુ કંઈક સારું જ ખાવાનું મન થયું છે અને માનો કે આપણે તો દરરોજ ખાવા પણ ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને એ લોકોને સારી જ રસોઈ ખવડાવવી છે તો આપણે સારું શાક ને એવી સારી દાળ ને એવું બનાવ્યું હોય તો દાળને સ્વાદિષ્ટ કરવી છે તો આપણે બધું જ નાખીએ લસણ નાખીએ ને જાતજાતના મસાલા નાખીએ ને ગરમ મસાલોય નાખીએ બધું તો નાંખતાં જ હોઈએ છીએ આપણે પણ તો બી આપણને બરાબર ના લાગ્યું તો આપણે એક એક બીજી ટ્રીક એવી રીતે અપનાવવાની કે એક કસ્તુરી મેથી આવે છે તે કસ્તુરી મેથીને જ્યારે દાળ કે શાક કે બની જાય તે પછી તે મેથી કસ્તુરી મેથી એક ચમચી નાખી દેવાની અને પછી તેમાં ઘી નાખી દેવાનું એક દોઢ ચમચી જેટલું અને પછી તે દાળ ગરમ થાય એટલે હલાવીને સરસ મિક્સ કરી દેવાનું એટલે આ દાળ સરસ રીતે સ્વાદિષ્ટ થઈ જાય ખુશ્બુ પણ મસ્ત આવે અને સ્વાદ પણ મસ્ત આવે તો શાકમાં પણ એવું જ હોય કે એમાં પણ આપણે આવી રીતે કરીએ તો શાક પણ સરસ બને અને શાક સ્વાદિષ્ટ પણ લાગે અને ખુશ્બુ પણ સરસ આવે ખાવાની પણ મજા આવે અને મહેમાન પણ ખુશ થાય તો આવી રીતે ડીશને સરસ બનાવવી હોય તો કસ્તુરી મેથીનો ઉપયોગ કરી અને આપણે સારી ડિશ તૈયાર કરી શકીએ છીએ